હા બોલો કયા મૂવીની થઈ જશે અઢીસો રૂપિયા પ્રાઈસ છે અને કઈ તારીખ અને કેટલા વાગે જોઈએ છે તમારે કહેવું પડશે એક પર્સનના અઢીસો રૂપિયા છે ત્રણ ટિકિટના સાડીસાતસો રૂપિયા થશે તમારે કઈ તારીખના જોઈએ છે થઈ જશે એમાં મોર્નિંગનો શો બી અવેલેબલ છે આફ્ટરનૂનનો બી છે ને નાઇટનો બી શો છે તમારે કયા શોમાં આવવું છે નાઈટના શોમાં અઢીસો રૂપિયા જ છે અને સીટ તમારે પ્રીમયમ જોઈએ છે કે જનરલ જ સારું તો નાઈટના શોમાં બી ત્રણ શો છે એક નવ વાગ્યાનો છે એક દસ વાગ્યાનો છે એક બાર વાગ્યાનો છે નવ વાગ્યાના શોમાં ત્રણ ટિકિટ અને તમારે અત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું છે કે તમે અહીંયા આવીને કેશ આપવાના છો ઓનલાઇન પેમેન્ટ કરવાના છો અવેલેબલ નથી તમારે કેશમાં જ આપવું પડશે તમાર અહીંયા આવીને જ આપવું પડશે તો તમે કયારે આવશો એડવાન્સ પેમેન્ટ તમારે કરવું પડશે સાડીસાતસો રૂપિયા તો તમારી ટિકિટ ત્યારે બૂક થઈ જશે કેમકે બહુ પબ્લિક છે હાઉસફૂલ હોય છે શો બધા એટલે ના ઓનલાઇન નહીં થશે તમારે અહીંયા આવીને આપવું પડશે